મારા દેશની મતે દેશની રાષ્ટ્રીય ભાષા એ ગુજરાતી છે એ હિન્દીની સરખામણીમાં ખૂબ જ અલગ છે એટલ કે ગુજરાતી ભાષા સૌથી આપણી માતૃભાષા છે જેમ કે ગુજરાતી એ આપણને આવવી જ જોઈએ હર દરેક પ્રકારના આપણા દેશમાં અલગ અલગ કાસ્ટના લોકો રહે છે એમાં ગુજરાતી સૌથી મોટી લેન્ગવેજ છે સૌથી મોટી ભાષા છે જેવું કે ગુજરાતમાં રહેતા હોય તો આપણને ગુજરાતી આવડી જ જાય એટલી કોઈ સારી ભાષા છે અને આપણને આટલી હાર્ડ પડતી નથી જૈસે કે જેવું કે દેશની રાષ્ટ્રીય ભાષા છે હિન્દી છે હિન્દીની સરખામણીમાં જો કે હિન્દીની સરખામણી એ ગુજરાતી ભાષા સાથે ન થાય ગુજરાતી ભાષા એ સૌથી મોટી આપણી લોકપ્રિય ભાષા છે જેવું કે દરેક પ્રકારના લોકોને એટલે ગુજરાત ગુજરાતમાં રહેતા ગુજરાતી લોકોને ઇન્ડિયામાં રહેતા ગુજરાતી લોકોને બધાને આ ગુજરાતી ભાષા સારી લાગે છે અને સૌથી મોટી સરળ લાગે છે આ મારો અભિપ્રાય છે